હેલો હું ટાંક રાજવી બોલું છું મેં ટેક્સી બુક કરાવેલી હતી સર હું જયાં અમરેલી રહું છું સર તેમાં અમરેલી ટુ અમદાવાદ મેં ટેક્સી બુક કરાવેલી છે અઢી હજાર હતું એનું ભાડુ અને એડવાન્સમાં મે પાંચસો રૂપિયા આપેલા છે સર હા બરોબર છે સર તો હવે એમાં એવું છે સર અમારે ઘરમાં છે ને ઇમરજન્સી આવી ગઈ છે મારે જવાનું તો કાલે જ હતું અને કાલની જ ટેક્સી મેં બુક કરાવેલી છે પરંતુ એમાં એવું થયું કે અમારી ઘરે ઇમરજન્સી આવેલી ને સર તો અમારે હવે જવાનું છે હોસ્પિટલ એટલે છે ને મારે ટેક્સી છે ને કેન્સલ કરાવવાની છે ના બરોબર છે સર આપણે ટેક્સીને કેન્સલ કરાવવાનું કારણ મેં તમને આપેલું આગળ હા બરોબર છે સર એમાં એવું છે હવે ઇમરજન્સી છે તો જવું જ પડશે અને કેન્સલ કરાવવી જ પડે છે પડે એમ છે ટેક્સી હા બરોબર છે સર હા મને જ્યારે મેં ટેક્સી બુક કરાવી હતી ને સર તમારી ટેક્સીનો નંબર હતો સેવન એઈટ ટુ ફાઇવ એઈટ હા એ હતો સર અને મેં જે અઢી હજાર ભાડું હતું ને સર એમાંથી એમાંથી એડવાન્સ પેમેન્ટ પાંચ પાંચસો રૂપિયા પણ આપેલું છે હા તે સર મને એ પેમેન્ટ હવે પરત મળી શકે છે

ઓકે સર હા બરોબર છે તમે મારો જે મોબાઈલ નંબર છે તે સેવન એઈટ ડબલ એઈટ સિક્સ ફાઇવ ફોર થ્રી આ છે અને તેમાં ઓટીપી પણ આવેલો છે સર હા છે સર મારી જોડે ઓટીપી પણ છે હા તે સર બે મિનિટ તમે ચાલુ રાખો હું તમને ઓટીપી છે ને શોધીને બતાવું ઓકે સર હા પ્લીસ બે મિનિટ હોલ્ડ કરો તમે હું એને શોધી રહી છું હેલો હા સર અમારો ઓટીપી છે ડબલ એઈટ ડબલ ટુ ડબલ સિક્સ હા તમે હવે એ જોઈ જોઈ લો ને આ નંબર ઉપર મેં ટેક્સી બુક કરાવેલી છે તો ઓકે સર હા જોઈ લો તમે હા છે ને સર બરોબર હા તે સર હવે મારે ટેક્સી કેન્સલ થઈ જશે ઓકે સર હા બરોબર છે હા તે સર તમે કેન્સલ કરાવી છે તો સર મારું પેમેન્ટ કેટલા સમયમાં મને પાછું મળી જશે ઓકે બરોબર છે સર હા તે સર તમે મને પેમેન્ટ છે ને ગૂગલ પે પણ કરી શકો છો અને મારું બેન્ક એકાઉન્ટ નંબર આપું ને તમે બેંકમાં પણ ટ્રાન્સફર કરી શકો છો ઓકે સર હાતે સર હું તમને થોડીક જ વારમાં તમારે વૉટ્સએપ નંબર છે ને આવડો એઈટ ડબલ એઈટ ત્રિપલ સેવન સિક્સ ટુ હા બરોબર છે સર એના ઉપર છે ને હું મારો કયુઆર કોડ તમને મોકલી દઈશ હા તે સર તમે મને છે ને એમાં પેમેન્ટ કરી દેજો ઓકે સર હા થેન્ક યુ સર